ગુજરાતમાં અનેક પરંપરાંગત કળા અને હસ્ત મિલાપ પ્રદર્શિત થતી હોય છે જેમકે કચ્છનો હસ્તકલા મનોરંજનનું કેન્દ્ર છે જ્યાં કાચની કળા કાપડ કળા અને લાકડાની નક્કાસનું કામ જોઈ શકાય છે નવરાત્રીએ ગુજરાતનો અદ્યતન જાણીતો તહેવાર છે જેમાં ગરબા અને ડાંડિયારાસ રમવામાં આવે છે આ ઉપરાંત આતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ પણ ખૂબ જ પ્રસિદ્ધ છે જેમાં દેશ વિદેશના લોકો ભાગ લે છે આ ઉપરાંત ધર્માદા દાણ નદીના કિનારે કેકિચ વિસ્તારના રણમાં પ્રવાસીઓ પ્રકૃતિઓ સુંદર દૃશ્યના આનંદ માણી શકે છે ગુજરાતમાં આ સિવાયે પૌરાણિક સ્થળો સાથે સ્થાનિક રસોઈનો પણ આનંદ લેવામાં આવે છે ગુજરાતમાં વારંવાર સાંસ્કૃતિક કાર્યક્રમો અને નાટ્યમંચન યોજાય છે જેમાં પ્રવાસીઓને રાજ્યની પરંપરા અને લોક સંસ્કૃતિના દર્શન થાય છે સાપુતારા અને ગીરનાર જેવા સ્થળોએ આ પ્રકારના લોક પ્રિય કાર્યક્રમો જોવા મળે છે આ સિવાય જૂનાગઢમાં પણ ઘણા જાણીતા એવા સ્થળો છે જ્યાં

કળાઓ અને લાકડાની હસ્તકલા જેવી વિકલ્પો મુલાકાતીઓને આકર્ષે છે કચ્છ અને સૌરાષ્ટ્રના ઘણા વિસ્તાર લાકડાના હસ્તકલા માટે પ્રસિદ્ધ છે જ્યાં પ્રવાસીઓ વિવિધ કળાત્મક વસ્તુઓની ખરીદી પણ કરી શકે છે આ સિવાય સોમનાથ મંદિર અંબાજી મંદિર પાવાગઢ અને દ્વારિકા જેવા ધાર્મિક સ્થળો પ્રવાસીઓનું મનોરંજન કરવાની સાથે ધાર્મિક જ્ઞાન પણ આપે છે આ સ્થળોએ સ્થાનિક મેળાઓ અને ધાર્મીત સ તહેવારો સમયે મોટી સંખ્યામાં લોકો આવે છે આ ઉપરાંત આપણે ગુજરાતમાં ઘણા એવા તહે સ્થળો છે જ્યાં પાલીતાણા પોલો ફોરેસ્ટ અને મોડાસા જેવા સ્થળે પ્રકૃતિપ્રેમી પ્રવાસીઓ હાઇકિંગ અને કેમપિંગ કરી શકે છે જે તેમની યાત્રાને એક મનોરંજન આપે છે આ ઉપરાંત ગુજરાતના વિશ્વભરના પ્રવાસીઓ માટે આકરસર આકર્ષક સ્થાન બનાવે છે જ્યાં તેમને વૈવિધ્યસભર મનોરંજનમાં મળવા સાથે ગુજરાતની વિશાળ અને ભવ્ય પરંપરાની જાંખી પણ મળે છે ગુજરાતમાં એવી ઘણી જગ્યાઓ છે જ્યાં ગલી ભજવાણીય સ્થાનિક તહેવારો અને પરંપરાગત કળાઓ જોવા મળે છે જેમકે ભવાઇયા છે એક ગુજરાતનો એક એવું જૂનું અને જાણીતું નાટ્યમંડળ છે જે તમને ઘણી વખત શેરીઓમાં થતું જોવા મળે છે અને આ એક એવું અનોખું છે કે જે પ્રાચીન પરંપરાઓ સાથે જોડી રાખે છે આ ઉપરાંત છે કચ્છનું રણોત્સવ કચ્છનું રણોત્સવ એટલે કે એવી જગ્યા જે લો જે જોવા માટે લોકો પોતા દૂર દૂરથી એટલે કે વિદેશમાંથીઓ પણ અહીંયાં આવે છે અને સારી રીતના આ તહેવારને માણે છે અને આ એક એવું જાણીતું છે કે જે ર રણોત્સવ છે ગુજરાતના સૌથી પ્રખ્યાત તહેવારોમાંનો એક છે આ તહેવાર સમય સફેદ રણની બાર બેચ રંગીન પ્રકાશ સાથે સુંદર જાખી મળે છે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો હસ્તકલા મારકેટ્સ અને કેમલ સફારી જેવી પ્રકૃતિઓ પ્રવાસ માટે આકર્ષણનું કેન્દ્ર છે આ ઉપરાંત ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં વન્યજીવન જોવા માટે અનેક વિકલ્પો છે જેમકે ગીરનું સિંહ અભ્યારણ જ્યાં એસિયાટિક સિંહ જોવા મળે છે આ ઉપરાંત ખુજરા અને પોલો ફોરેસ્ટ ફોરેસ્ટ જેવા સ્થળ અને પ્રાણીઓ અને પક્ષીઓના અવલોકનનો આનંદ લઈ સકાય છે આ ઉપરાંત ગુજરાત એક એવું પ્રવાસનું સ્થળ બની રહે છે કે જ્યાં તમને નર્મદા અને તાપી નદીમાં નદીની સફર બોટિંગ અને રિવર રાફ્ટિંગ જેવી પ્રવૃત્તિઓ વિદેશી ને સ્થાનિક પ્રવસીઓને મનોરંજન આપે છે આ ઉપરાંત ગુજરાત એટલું વિકસિત થઈ ગયું છે કે જ્યાં તમે પોતાની સાથે એકલા પણ પ્રવાસ કરી સકો છો જેમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી જેવી જે નજીક કે સ્ટેચ્યૂ ઓફ યુનિટી કેવડીયા ખાતે પાણી સાથે જોડાયેલી ઘણી બધી પ્રવૃત્તિઓ ઉપલબ્ધ છે આ સિવાય અમદાવાદને લાલ દરવાજા લો કૉલેજ રોડ અને લોથલ જેવા બજારોમાં તમને હસ્તકલા બાંધકામ અને ચંદ્રકલા જેવી પ્રાચીન કળાઓના વસ્તુઓ મળી રહે છે અહીં પ્રવાસીઓ માટે સોપિંગ એ શ્રેષ્ઠ વિકલ્પ બની રહે છે ગુજરાતમાં આવેલા વિવિધ પ્રાચીન ઇતિહાસથી ભરપૂર સ્થળો જેવા કે ધોળાવીરા લોથલ અને પાવાગઢ ઇતિહાસપ્રેમીઓ મુલાકાતિઓ અને સંશોધન શીખવા માટેની અનોખી તક આપી છે આ સિવાય ગુજરાતમાં નાના અને મોટા શહેરોમાં ધાબા અને સ્થાનિક રેસ્ટોરન્ટ્સમાં ખાસ ગુજરાતી ઠંડી કઠોડી અને ગુટણ ખાંડેની ડીસ સાથે પરંપરાગત જમણ માણવાનો લ્હાવો મળે છે આ ઉપરાંત ભોજન પ્રવાસીઓ ગુજરાતની સફળતાના મૂળ ભાવને અનુભવે છે